હા કેમ નહીં મેં સ્વિગી અને ઝોમેટો બંને પ્રકારની સેવાનો લાભ લીધેલો છે પણ મને ઝોમેટોની સેવાનો વધારે અનુકૂળ આવ્યું છે જ્યારે જોમેટોમાંથી મેં પિઝ્ઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યો હતો ત્યારે મને ડિલીવર કરવાવાળો માણસ યોગ્ય સમયે અને મારા નિર્ધારિત કરેલા સ્થળે આવી ગયો હતો મેં નોંધાયેલું ખોરાક મને મળી ગયું હતું અને તે ખૂબ જ રસપ્રદ અને સારું હતું અને તે વ વ્યક્તિની વાણી અને વ્યવહાર મારા પ્રત્યે આદરપૂર્વકનો હતો જેથી કરીને મને તેનું કામ પણ ખૂબ ગમ્યું હતું હા મને મળેલી સેવા ખૂબ જ અનુકૂળ હતી અને હું ત્યાંથી જ ખોરાક મંગાવું છું અને તેમની સેવાનો લાભ લઉં છું